હલો રાધે શ્યામ રેસ્ટોરન્ટ હું પ્રિયા જોશી વાત કરું છું સુરતના પાલ એરિયામાંથી મારા ઘરે બર્થડેનો પ્રોગ્રામ છે તો એમા મારે પાઉંભાજીનો ઓર્ડર તમને આપવાનો છે મને પચાસ પાઉંભાજી જોઈએ છે એમાં ત્રીસ છે એ રેગ્યુલર છે અને વીસ છે એ જૈન જોઈએ છે અને સાથે મને લીંબુ શરબતની પચાસ બોટલ જોઈએ છે તો આ મોટો ઓર્ડર છે એ તમે લખી લો અને આ મને ઓર્ડર તમારે ઓગણત્રીસ જૂને મારા ઘરે સાંજના છ વાગ્યા સુધીમાં મને લેટમાં લેટ મને પહોંચાડી દેજો કારણ કે મારે પાંચથી સાતની બર્ડે પાર્ટી છે તોએ મને તમે કહો કે ટોટલ મારા કેટલા રૂપિયા થયા છે અરર આટલા બધા પૈસા થોડું ડિસ્કાઉન્ટ તો મને આપો